મને જે પુસ્તકો આપણા ચારિત્રને મહાન બનાવે આપણે આપણા જીવનની અંદર રોજની જે જીવનશૈલી છે એની અંદર સુધાર લાવે માનવ સ્વભાવને સમજાવે એવા પુસ્તકો વાંચવા મને ખૂબ જ ગમે છે જો કોઈ એક જ વિષયના પુસ્તકો જીવનના અંત સુધી વાંચવાના હોય તો હું અવશ્ય એ પુસ્તકો છે આપણે હિન્દુ પૌરાણિક ગ્રંથો છે જેમ કે મહાભારત રામાયણ ભાગવતપુરાણ શિવપુરાણ એવા ગ્રંથો પસંદ કરીશ આ વિષયનું મેં છેલ્લું પુસ્તક અને હજી એ પુસ્તક વાંચુ જ છું એ પુસ્તક મહાભારત છે એ મહાભારત મારો ખૂબ પસંદીદા વિષય છે તેની અંદર બધું બધી વસ્તુનું સમજાવેલું છે માનવ જીવનમાં જેટલી વસ્તુ જરૂરી છે એ બધી વસ્તુ મહાભારતમાં સમજાવેલી છે કે કોઈ સ્ત્રીનું કેવી રીતના આપણે તેમનું માન કરવું જોઈએ એક દેશનો છે રાજા છે દેશનો નેતા છે એ કેવો હોવો જોઈએ દૈનિક જીવનમાં માણસે કેવી રીતના ધર્મનું આચરણ કરવું જોઈએ કેવો સ્વભાવ હોવો જોઈએ માણસને જે ધર્મરાજ યુધિષ્ઠીર છે મહાભારતનું જે એક મહાન ચરિત્ર છે તેમની પાસેથી ધર્મ શીખવા મળે છે જે અર્જુન છે મહાભારતનું એક ચરિત્ર તેમને નીંદરાજીત કહેવામાં આવે છે તેમણે ઊંઘ ઉપર વિજય મેળવી લીધો હતો તો આવા મહાન ચરિત્ર છે મહાભારતના છે હર એક ચરિત્રના જીવનમાંથી કંઈક શીખવા જેવું છે અને કોઈક જે નકારાત્મક ચરિત્રો છે તો એમણે એમણે કરેલી ભૂલો આપણે ના કરવી જોઈએ એ પણ શીખવા જેવું છે પુસ્તકો વાંચીને એટલી તો આપણને ખબર પડે કે કોઈ ખરાબ વ્યક્તિમાં પણ કોઈક એવો ગુણ હોય છે જે સારો હોય અને કોઈક બહુ બહુ સારા વ્યક્તિમાં કોઈક એવો ગુણ હોય જે ખરાબ હોય તો સારા વ્યક્તિમાં જે ખરાબ ગુણ છે એ આપણે ન લેવો જોઈએ અને ખરાબ વ્યક્તિમાં જે સારો ગુણ છે એ આપણે લેવો જોઈએ તો પુસ્તકોમાં આ બધુ આપણને શીખવા મળે સ્વામી વિવેકાનંદની આત્મકથા છે તે પુસ્તક મેં વાંચેલુ છે તે ત્રણ ભાગમાં આવેલું છે તે મેં ત્રણેય ભાગ વાંચેલા છે આ ઉપરાંત મને નવલકથાઓ પણ વાંચવી ઘણી ગમે છે મારા દાદાજી જે છે તે પણ પોતે આવી નવલકથાઓ લખતા બધા અલગ અલગ વિષયો ઉપર મહાકવિ કાલિદાસ છે તેમણે મહાભારતને નાટ્યાત્મક ઢંગમાં પ્ર પ્રસ્તુત કરેલી છે તો આવ બધા પુસ્તકો જે આપણી પૌરાણિક કથાઓ પર આધારિત છે અને જે રાજા મહારાજા રજવાડાની પ્રાચીનતમ શૈલીને દર્શાવે એવા પુસ્તકો વાંચવા મને ખૂબ પ્રિય છે અને એને વાંચવામાં વાંચતા એમ થાય કે આગળનું પેજ હજી એક પેજ વાંચુ હજી પેજ એક વાંચુ એમ રૂચીઓ આવતી જાય છે અને આપણો જે માનસિક ક્ષમતા છે એ ખીલી ઉઠે છે આપણે આખા દુનિયાને અલગ દૃષ્ટિથી જોતા આ બધા પુસ્તકો શીખવે છે